હલો તમે શિવશક્તિ કેન્ટીનમાંથી બોલો છો હં તો મારે છે ને થોડીક પેલા ખોરાક વિશેની ફરિયાદ કરવાની છે હં હં એટલે ફરિયાદમાં એવું છે કે કેન્ટીનનું ખાવાનું હમણાંથી થોડુંક ખરાબ થઈ ગયું છે દાળ બહુ પાણી વાળી હોય છે શાકમાં ઘણીવાર ઝાઝું તેલ હોય કાં ઝાઝું મરચું હોય ભાત બરાબર કોઈકવાર કાચો જ હોય છે રોટલી કાચી પાકી હોય છે એટલે મને એમ થયું તમને જાણ કરું કે આમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે

હા મારો પુત્ર આ કેન્ટીનમાં જમવા આવે છે એ મને હમણાંથી વારંવાર ફરિયાદ કરે છે પહેલાં આવું નહોતું પણ હમણાં થોડુંક ખાવાનું બગડ્યું છે એટલે મને એમ થયું હું તમને જાણ કરું કે આ ફરિયાદ દૂર થઈ શકશે હા હા હા

સરસ સરસ ચાલો થેન્ક યુ હો